હા રમત ગમતને પ્રોત્સાહન આપવા માટે સરકારે વધુ પૈસા ખર્ચવા જોઈએ અને ભંડોળ એટલે કે જરૂરી માળખાકીય સુવિધાઓ ઉભી ઉભી કરવી જોઈએ જો મને તક મળે તો ભારતનાં રમત ગમત ક્ષેત્રને સુધારવા માટે ગામડાં લેવલથી એટલે કે ગ્રામ્ય લેવલથી જે યુવાનો પ્રતિભાશાળી છે તેમને આગળ લઈ જવા માટે ગ્રામ્ય કક્ષાએ જિલ્લા કક્ષાએ યોગ્ય માળખાકીય સુવિધાઓ ઊભી કરી યોગ્ય મેદાનોવાળા કલ્ચર ઊભું કરી તેમને આગળ લઈ જવા માટે પ્રયત્ન કરીશ આ સાથે એવા વ્યક્તિઓની નિમણૂક કરીશું કે જેથી જે સાચું રત્ન જે છે એ બહાર આવે